હેલ્લો હાં હાં ગ્રામપંચાયતમાંથી બોલું બોલો બોલો હાં બોલોને બાપા હાંતબારનો ઉતારો જો તો હોય આપને તો અગિયાર વાગ્યે તમે આવજો અમારો મંત્રી તલાટી ગમે તે હાજર હશે અને ગમે તે કાગડિયા હશે સરકારનો હુકમ છે કે કોઈપણ ખેડૂતને હેરાન ણ કરવા ને તાત્કાલિક જે કાઈ જરૂરિયાત હોય એ મુજબના દાખલા આપી દેવા તેના દાખલાના જે ફી થાશે એ ભરવાની રહેશે તમારે મલાઇ ને માંગે અને માંગે તો અમને જાણ કરજો હું તમને એનો રસ્તો બતાવીશ અને એને એસીડીમાં આપડે ઝડપાવી દેશું હોં તમારે કોઈપણ રૂપિયો વધારાનો આપવાનો નથી તો જ આપોને એટલા જ પૈસા આપજો વધારાનો એકરૂપિયો પણ ણ આપતા સાત સાત બારના ઉતરાણ વીસ રૂપિયા જે ફ્રી થશે ઈ તો તમારે ભરવી પડશે એને તમને પાંત્રી પોઈન્ટ મળશે હાં અઈ કઈ જરૂર નથી સરકાર ખૂબ આપે છે એમના પગાર દસ મિનિટમાં તમને બધુ તમારું કામ પતિ જસશે હોં